હઅ બોલો ન સર ઓકે સર હું તમને કઇ દવ છું તમારે વિવો વિ ટવેન્ટી સેવેન લેવો છે એમ ને હા તો વિવો વિ ટવેન્ટી સેવન ની નોરમલ પ્રાઇસ આપડે મતલબ રેમ રોમ કેટલી જોતી છે તમે કઈ શકો એટલે સર ચોસટ જીબીનો તો નથી આવતો વિવો વિ ટવેન્ટી સેવન માં વન ટવેન્ટી એઇટ જીબી પછી ટૂ ફિફ્ટી સિક્સ જીબી પછી સિક્સ ટવેલ જીબી વન ટવેન્ટી સિક્સની નય સર વન ટવેન્ટી એઇટ હા અને રેમ સિક્સ જીબી એઇટ જીબી ટવેલ જીબી સિક્સ જીબી એઇટ જીબી જ આવશે વન ટવેન્ટી એઇટ માં સિક્સ જીબી એઇટ જીબી જ આવશે એઇટ જીબી રેમ એન વન ટવેન્ટી એઇટ જીબી રોમ હા તો એ તમને સર પડશે ત્રીસ અથવા તો ચાલીસ હજાર ની વચ્ચે પડી જશે તમે કેવો કલર લ્યો છો કેમ કે અલગ અલગ કલર ના અલગ અલગ પ્રાઇસ હોય છે જનરલ બ્લૂ કલર નો સર અવેલેબલ નથી અત્યારે પર્પલ કલર છે મારી પાસે બ્લેક કલર છે બ્લૂ બ્લૂ નથી અને બસ બે કલર છે અને સી ગ્રીન આવશે બ્લેક માં સર બ્લેક માં તમને મળી જશે થર્ટી સેવન આસપાસ હા કેસ માં પણ એટલું જ થાશે જો તમે ઈએમઆઇ પર કરાવો તો ઇએમઆઇ તમને પડશે હમ ચાર હજાર રુપિયા ના ઇએમઆઇ થશે હા ચાર હજાર રુપિયા મંથલી અને વરસ ની તમાંરે ઇએમઆઇ તમારે ભરવી પડશે અડતાલીશ હજારનો ફોન પડશે તમારે અને સર વન યરની વૉરંટી આવશે જે વિવો તરફથી આવશે અંદરનું ડેમેજ વિવો તરફથી બાર નું ડેમેજ કાય થાય તો એ તમારી જવાબદારી આવશે અંદર થી કોય પણ પ્રકારનું ડેમેજ વિવો કેર માંથી તમને મોબાઈલ બદલી આપવા અથવા તો રીપેર કરી દેવામાં આવશે ફ્રી

ઓકે તમે મને ઓકે થેન્ક યૂ સર